જો આપણે દહીં બનાવવું હોય તો તે તાંબાના વાસણમાં મૂકવું નહીં કારણકે દહીં બની ગયા પછી તાંબાના વાસણ અને દહીં સંપર્કમાં આવી જતાં તેમના રસાયણો આપણા શરીરમાં પણ જઈ શકે છે જેના કારણે આપણે દહીં તાંબાના વાસણમાં મૂકવું જોઈએ જોઈએ નહીં કારેલું બનાવતી વખતે તેમાં કડવાશ નીકળી જાય તે માટે કડવાશને દૂર કરવા માટે મીઠા સાથે રાખવાથી તેની કડવાશ દૂર થઈ જાય છે જે ખાવામાં કડવું લાગતું નથી જો આપણે કારેલાં જેવી શાકભાજી બનાવવી હોય અને તેની સાથે દહીં ભેગું કરવું નહીં તે જમવામાં આવતું નથી ત્રીજું વાંસનું શાક આપણે જમીન પર બેસીને જ ખાવું જોઈએ એવી પણ એક માન્યતા છે